અમારા પરિવારની પરંપરાઓની વાત કરીએ તો સાંસ્કૃતિક પરંપરાઓ તો ઘણી બધી છે જેમકે લગ્ન પ્રસંગ છે સીમંત છે વ્રત છે ઉપવાસ છે ગરબા છે હોળી ધૂળેટી છે નવરાત્રિ છે વગેરે હવે લગ્નમાં આપણે જોઈએ તો એક પરંપરાગત રિવાજ છે કે લગ્નના બે દિવસ પહેલાં શરૂઆત કરીએ તો મીંઢળ બાંધવામાં આવે તો મીંઢળ એટલે બાંધવામાં આવે છે કે વરરાજાને આચનક જ કંઇ થાય તો એને ઓગાળીને ઝડપથી પીવડાવી દઈએ તો એને ખૂબ જ જલ્દી સારું થઈ જાય છે પીઠીની વાત કરીએ તો પીઠીમાં એવું છે કે ખરેખર વરરાજા ઘણા દિવસથી બહાર રહેતા હોય ફરતા હોય મેલ છે આ છે તે છે ચઢી ગયું છે તો પીઠી ચોળવાથી લગભગ શરીરનો મેલ નીકળી જાય જેની અંદર હળદરનો ભાગ આવતો હોય છે કે જેનાં કારણે જેનાં કારણે આપણે શરીરનો મેલ કાઢી શકીએ છીએ એના સિવાયની આપણે વાત કરીએ તો મોજડી ચોરીની પ્રથા છે કે વર અને કન્યા જ્યારે લગ્ન મંડપમાં બેઠાં હોય છે ત્યારે વરરાજા ફેરા ફરે એ પહેલાં એની મોજડી કાઢવામાં આવે છે અને મોજડી જે વરરાજાની સાળીઓ હોય છે તે લોકો ચોરી લે છે અને એના પછી બંને વચ્ચે એક ડીલ થાય છે કે મોજડીના બદલામાં પૈસા આપો અથવા તો અમુક કોઈક કિંમતી વસ્તુ આપો આવું ઘણી વખત થતું હોય છે તો આ એક રમુજ માટેનું છે પણ ખરેખર જ્યારે વિડીયોગ્રાફી ચાલતી હોય ત્યારે આ એક મોજ મસ્તી માટેની વાત છે કે આવું કરી શકાય હવે હોળીની વાત કરીએ તો હોળીની અંદર એક પ્રસંગ એવો છે કે અમારા ભારતીય રિવાજમાં એવું છે કે જ્યારે ન્યૂબોર્ન બેબી હોય તો એની પહેલી હોળી હોય તો એને જો બોય હોય તો એને વરરાજાની જેમ શણગારી અને હોળી માતાનાં દર્શન કરવા માટે લઈ જાય છે જેના ફઈ મોટે ભાગે એના માટે નવાં કપડાં છે નવી વસ્તુ છે સોના ચાંદીની વસ્તુ છે લાવે છે એને પહેરાવે છે અને ત્યાં આગળ લઈ જાય છે એનાં દર્શન કરાવે છે પછી લાવે છે ને મોઢું મીઠું કરાવે છે એનાં પછીની વાત કરીએ તો નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિની અંદર નવ દિવસનાં નોરતાં હોય એ નોરતાની અંદર આઠમના દિવસે અષ્ટમીનો હવન થતો હોય છે જેમાં દરેક ગુજરાતી લોકો લગભગ નિવેધ ધરાવતાં હોય એ આ નિવેધ એ પરંપરાગત છે કે એક પેઢી પછી આવનારી બીજી પેઢીને પણ આ પરંપરાગત રીતે નિવેધ કરવા પડે છે અને વારસાગત રીતે એને આ વિધિવત રીતે ચાલતું આવે છે એનાં પછી વાત કરીએ તો વટ સાવિત્રીનું વ્રત છે જે આપણે મોટે ભાગે સાવિત્રી પોતાના પતિ માટે સત્યવાન માટે જે વ્રત કરતાં હતાં જેમના પતિનાં આયુષ્ય માટે એમણે આ વ્રત કર્યું હતું અને પાંચ વર્ષ સુધી વ્રત કરે છે વડની પૂજા કરે છે પછી પાંચ વર્ષ પછી એ વડની એ પૂજા કરીને ગોરણી બોલાવે છે પછી એ વ્રતની ઉજવણી કરે છે આવી રીતે ઘણા બધા એવા ગુજરાતી પરિવારમાં રિવાજો છે કે જે વંશ પરંપરાગત ચાલતા હોય છે અને આવી રીતે આપણે આ રિવાજોની ઉજવણી કરતા હોઈએ છીએ